ગુજરાતી ભાષાની ખાસ વિશેષતા એ છે કે ખૂબ જ અનોખી ભાષા છે ખૂબ જ અધરી છે પણ પરંતુ ખૂબ જ સરળ અને મિઠ્ઠી ભાષા પણ છે ભારતની અધિકૃત ભાષાઓ તો ઘણી બધી છે જેમ કે હિન્દી અંગ્રેજી ઉર્દુ મરાઠી તેલુગુ સિંધી કચ્છી મલયાલમ એવી અનેક ભાષાઓ છે ભારતમાં પણ વિવિધ ધર્મના લોકો વસે છે ઘણા બધા ધર્મ પાળતા લોકો હોય છે તેથી તેમની દરેક જ્ઞાતિના સમુદાય પોતપોતાની સંસ્કૃતિ અને પોતપોતાની અલગ વિવિધ ભાષા હોય છે અને એવી જ રીતે દરેક સમુદાયના લોકો પોતપોતાની ભાષાનો ઉપયોગ કરે છે અન્ય ભાષાની વાત કરવામાં આવે તો અંગ્રેજી તેલુગુ મરાઠી વગેરે ભાષાનો ઉપયોગ થાય છે ભાષાઓ પાસેથી ધણું બધું જોર હોય છે પરંતુ ગુજરાતી ભાષા તળપદી ભાષા ગુજરાતી ભાષા એટલી બધી મીઠ્ઠી છે કે એટલી બધી ધી રોચક છે તમને જે એનો ઉપ કોઈ બોલવામાં સમજવામાં પણ તમે સરળતાથી સમજી શકો એવી ભાષા છે બીજી ભાષામાં તમને સાંભળવા સમજવામાં તકલીફ થાય પરંતુ ગુજરાતી ભાષા કોઈ પણ વ્યકિત સમજી શકે એવી ભાષા છે